હલો ઓલામાંથી બોલો હા હું રિમ્પા બોલું છું મારી મિત્રએ અમદાવાદથી એકત્રીસ જુલાઈએ બપોરે બાર વાગ્યે રેલ્વે સ્ટેશનથી પિક કરવાના છે અને સુરત વરીઆઉ ડ્રોપ કરવાના છે એમનો સંપર્ક છે વન ટુ થ્રી ફોર ફાઇવ ઓકે તો તમારું ભાડું કેટલું થશે ત્રણ હજાર ઓકે થેન્ક યુ